ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં તો ઘણા બધા છે ને ઘણા બધા પ્રકારનાં આગળ અલગ સ્થળો છે બરાબર ને જે પર્યટકો હોય અથવા મુલાકાતીઓ હોય તો એમને મનોરંજનનો જે વિકલ્પ છે એ પૂરો પાડે છે જેમકે આપણે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં કાંકરિયા લેક છે બરાબર તો કાંકરિયા લેક શું છે કે કાંકરિયા લેકે સર્કલમાં એક લેક છે અને એની આજુ બાજુ બધા જે જેમકે છો નાના નાના બાળકો હોય તો એનાં માટે રમવાની વસ્તુઓ છે અને એની જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે કે એમાંની જે ઝૂ છે બરાબર ને તો કાંકરિયાની જે ઝૂ છે અને પછી જે કાંકરિયામાં એમણે શું કર્યું છે કે કાંકરિયામાં ચોફેર તળાવને ફરતે એક ટ્રેન બરાબર છે એ નાની એવી ટ્રેન છે જ્યાં લોકો એમાં બેસી ટિકિટ ટિકિટ પણ એની માત્ર દસથી પંદર રૂપિયા હોય છે તો એ ટ્રેન તમને આખું કાંકરિયા છે ને એ તમે ટ્રેનમાં બેસી જાવ તો એ ટ્રેન આખું ફરતે કાંકરિયા તમને ઘુમાવે બરાબર ને તો એ જે મુખ્ય ઍટ્રેકશન છે એ ટ્રેન છે કાંકરિયાની બરાબર તો પછી બીજી વાત કરીએ તો અમદાવાદમાં લાલ બજાર છે તેમાં ચીપેસ્ટ જે કહીએ ને એકદમ સસ્તાં ભાવે ત્યાં જે કપડાં છે ચંપલ છે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે બધી સસ્તા ભાવે ત્યાં મળતી હોય છે બરાબર ને અને માંડવી સિટીની વાત કરીએ તો જે બીચ છે બરાબર તો બીચ શું છે બીચ પર ઘણા બધા લોકો આવતાં હોય મેઇન બીચ જોવા આવતાં હોય કે પછી બીજા લોકો ત્યાં નાહવા આવતા હોય તો એ છે અને માંડવી બીચમાં જે મુખ્ય આકર્ષણનું આપણે કહીએ તો ત્યાંની જે રાઈડ્સ છે બરાબર ને જે બોટ રા બોટિંગ કરવામાં આવે છે સર્ફિંગ કરવામાં આવે છે પેરાગ્લાઈડિંગ કરવામાં આવે છે તો એ જે મુખ્ય જે કહેવાય ને કે આકર્ષણનું કેન્દ્ર છે